ગુજરાતમાં મનોરંજન ઉદ્યોગમાં ભવિષ્ય અને આજકાલના સમયમાં ઘણા બધા ફેરફારો દેખવામાં આવ્યા છે જ્યારે જૂના જમાનામાં ગુજરાતી નાટકો ઘણા પ્રખ્યાત હતાં પણ આજના જમાનામાં ઘણી બધી નવી નવી ગુજરાતી ફિલ્મો પણ બનતી હોય છે અને એ પણ ઘણી સારી હોય છે અને ગુજરાતીઓને અને આખા બધા ભારતીયોને ઘણી પસંદ આવતી હોય છે જ્યારે જૂના જમાનામાં ગુજરાતનાં ગામડાઓને ઘણી બધી વાર દર્શાવવામાં આવતાં હોય છે નાટકો અને ફિલ્મોમાં પણ આજની ગુજરાતીની ફિલ્મોમાં જૂના જમાનાના ગામડાઓની જગ્યાએ આધુનિક ગુજરાતીઓને પણ સારી રીતે દેખાડવામાં આવે છે અને અત્યારના જમાનામાં હિન્દી અને બાકી બધી ભારતી ભારતની ભાષાઓનાં ઓટીટી પ્લેટફોર્મ્સ ઘણી સારી રીતે કામ કરી રહ્યાં છે ત્યારે નવાં નવાં બે ત્રણ ગુજરાતીનાં ઓટીટી પ્લેટફોર્મ્સ પણ સારી રીતે દેખાડવામાં આવ્યાં છે જેમકે ઓહો અને શેમારોમી